કોઈ પણ બાઇક શીખવી હોય તો પહેલાં એને શરૂઆતથી જ એને પ્રેક્ટિસ કરવી પડે તો પહેલાં તો દાખલા કે એને સાઇકલ આવડે છે કે ગેર વગરની ગાડી આવડે છે કે લ્યુના છે કે આ એક્ટીવા છે કે લીવર વાળી ગાડી જે હોય એ આવડે છે કે નહીં એ તપાસ કરવી પડે અથવા કોઈક ગાડી આવડતી હોય એની પાસે એણે અભ્યાસ કરવો પડે કે ભાઈ મારે બાઇક શીખવું છે કે આવડે છે તો મને ભાઈ શીખવાડો બરાબર પછી એ ભાઈ પાસે આખો અભ્યાસ કરવો પડે કે આને ક્લચ કહેવાય આને બ્રેક કહેવાય આને ગેર કહેવાય અને આ ફ્લેશ લાઇટ કહેવાય આ લાઇટ કહેવાય બધી લાઇટોની એની માહિતી બ્રેકની લાઇટો જે કંઇ આવતી હોય જે સાઈડ વળવાની હોય એ લાઇટોની માહિતી લેવી પડે અને ઊભી રાખવી હોય તો કયો ગેર દબાવવો પડે કયું કરવું શું કરવું પડે ન્યુટ્રલ કરવું પડે કે ગિયરમાં નાખવી પડે એ બધી માહિતી એ ભાઈને લેવી પડે શીખવી હોય ડાયરેક એમ કહે કે ચાલો ચાલો હું હાંકી લઉં એમ ન ચાલે કોઈ આવડતી હોય બાઇક વાળાને ભેગો સાથે લેવો પડે અને પછી એને એમ કહેવું કે પહેલાં તું ક્લચ કર અને પહેલાં પહેલા ગિયરમાં નાખ ને પહેલા ગિયરમાં નાખ્યાં પછી આગળ સ્લો ધીમે ધીમે લીવર દેવાનું પછી બાઇક ચાલે બાઇક ચાલે પછી રનિંગ થઈ જાય પછી બીજા ગિયરમાં નંખાય પછી આગળ ધીમું પાડવું હોય તો વળી પાછો ગેર બદલાવો પડે અથવા ત્રીજા ગિયરમાં નાખીને આગળ ફૂલ જવાં દેવાનું ડાયરેક રેસ કરી ને ચોથા ગિયરમાં નાખી ને આગળ ન જવાય અને કદાચ એ નવો નવો શીખેલો કારીગર હોય બાઇક સવાર તે એ શું કરે સીધા બીજા ત્રીજા ગિયરમાં નાખી ને સીધો ચોથા ગિયરમાં નાખી ને ફૂલ રેસ કરે છે ફૂલ રેસ કરવાથી શું થાય પછી એને ધીમી પાડવામાં થોડીક પોબલમ પડે ધીમી પાડવી હોય તો ગેર બદલાવે નહીં ગિયરની જગ્યાએ સીધો ક્લચ બ્રેક મારવાની જગ્યાએ સીધો ક્લચ કરે ક્લચ કર્યા પછી તો શું થાય એ સીધી ઓવર સ્પીડ થઈ જવાની છે ઓવર સ્પીડ થઈ જાય તો પછી એક્ષિડન કરી જ બેસે છે પછી એવું ન કરાય ક્લચ કરીને એને બ્રેક ઉપર ઝાલી રખાય